ગુજરાતી લોકો તેમની ઓળખ અને સંબંધની ભાવના દર્શાવા માટે અલગ અલગ ભાષાનો ઉપયોગ કરે છે તે સમજાવું છું ચરોતરમાં કેમ છો બોલાય છે કચ્છીમાં કેમ છો અલ્યા મહેસાણામાં ઓ ભાઈ કેમ છે સુરતીમાં ચાલને ભાઈ કાઠિયાવાડીમાં ઓ ભાઈ હાલો રામ રામ આવી અલગ અલગ ભાષાનો ઉપયોગ કરે છે